હલો અ ક્યાં પહોંચ્યા છો તમે હજુ સુધી આવ્યા નથી ક્યારથી રાહ જોઇ રહી છું તમે અને છેલ્લી કેટલી વારથી પંદર મિનીટ પંદર મિનીટ કરી રહ્યા છો પંદર મિનિટની ત્રીસ મિનિટ થઇ ગઇ છે અડધો કલાક થઇ ગયો છે ક્યારથી રાહ જોઈ રહી છું કેટલો સમય લાગશે તમને હજી ક્યાં અટવાયેલા છો તમે ટ્રાફિક બહુ છે કે શું વાત છે તમે જે એડ્રેસ છે ત્યાં જ પહોંચવાનું છે તમે ફટાફટ પહોંચો બહુ જ લેટ થઇ ગયું છે ઓલરેડી તમે લેટ કર્યું છે હજી પણ તમે પંદર મિનીટ પંદર મિનીટ કહેતા તમે એક સ એક ચોક્કસ સમય કહો મને કે તમે કેટલી વારમાં આવશો ને તમે ક્યાં અટવાયેલા છો એક ચોક્કસ જગ્યા અને સમ સમય કહો હું ક્યારથી અહીંયા બહારે રાહ જોઇ રહી છું તમારી પ્લીઝ તમે જલ્દી આવો અને અ પીકઅપ કરો અને ડ્રોપ કરો કારણ કે બહુ જ લેટ થઇ ગયું છે પંદર મિનીટ કીધી છે પણ પંદર મિનીટની ત્રીસ મિનીટ થઇ ગઇ છે અને ત્રીસ મિનીટ થઇ ગઇ છે તો પણ તમે મને સામેથી કોલ નથી કરી રહ્યા કે આટલી વારમાં હું પહોંચીશ કે આટલી વાર થશે મને આટલા રિન્પોન્સિબલ થઇને આટલી આટલા રિસ્પોન્સિબલ થઇને આટલું તો તમે કરી જ શકો છો ને તો મને એટલિસ્ટ ઇન્ફોર્મ તો કરો તમને કેટલી વાર લાગશે એપ્રોક્સિમેટલી કેટલો સમય લાગશે એ પણ તમે મને વર્ણવી શકો છો ને પ્લીઝ કોલ કરો